હા મેં તારા દર્શનનો ઉપયોગ હળવા થવા અને ધ્યાન કરવા માટે કર્યો છે કારણ કે ક્યારેક ક્યારેક બહુ ટેન્શનમાં હોય કોઇ બી આમ માથું દુઃખતું હોય કોઇપણ તો રાત્રે તારાનું રાત્રે આકાશમાં તારાનું ઓબ્ઝર્વેશન કરીએ તેના ઉપર નવી નવી જે તારા હોય કઈ કઈ જગ્યાએ કેટલા છે તારા જૂથ અને એવું બધું જોઇ જોઇ અને શાંતિની ફિલિંગ આવે છે અને મસ્ત સારું સારું નેચર અને સારું વધા વાતાવરણ દેખાય છે